હું મારા સંગ્રહને વિવિધ વર્ગોમાં વહેચું છું જેમકે આકાર પ્રકાર રંગ હું મારા સંગ્રહને યોગ્ય રીતે ગોઠવું છું જેથી તે સુંદર અને આકર્ષક દેખાય હું મારા સંગ્રહને એક પ્રદર્શન કેશ અથવા સેલ્ફ પર પ્રદર્શિત કરું છું જેથી તે સુરક્ષિત અને ખૂબ જ સુંદર રીતે પ્રદર્શિત થાય હું મારા સંગ્રહને રોજે સાફ કરું છું અને તેની જાળવણી પણ કરું છું જેથી તે લાંબા સમય સુધી સુરક્ષિત રહે